હલો હા બોલો

હ હા હું આજે ગણિતમાં એકત્રીસથી ચાલીસ અંક લખાવવાની છું ગુજરાતીમાં હજુ કોઈ કીવર્ડ શબ્દોને વાક્યો લેખન કરાવવાની છું અને જ્ઞાન સાથે ગમ્મત વિષય છે તેમાં હું શબ્દ ગુજરાતીના શબ્દ બોર્ડ પર લખાવીશ એનું વાક્યનું વાંચન કરાવીશ અને શબ્દોનું વાંચન કરાવીશ અને બાળવાર્તા છે એમાં કાગડો કે શિયાળ તે સમજાવીશ અને બાળગીત છે જોડકણા છે તે અભિનય સાથે કરાવવાની છું હાં એક્ટિવિટી પણ કરાવી શકું છું

ઓકે ઓકે હા ઓકે કાલે શું કરાવવાના તમે

ઓકે ઓકે

ઓકે મારે કાલે અંગ્રેજીમાં તો નમ્બર્સ લખાવવાનાં છે ચોપડીમાં લેખન કરાવવાનું નોટમાં પણ લેખન કરાવવાનું ગુજરાતીમાં પાછા વાક્ય છે એ વાક્ય છોકરા પાસે વાંચવવાના છે અને લેખન કરાવવાનું છે પછી ગણિતમાં પાછા ઉંધા અંકનું લેખન કરાવીશ ને ચિત્રકામમાં તો છે રંગપૂર્ણીની ચોપડીમાં રંગપૂર્ણી કરાવીશ એટલું કાર્ય છે કાલે સારું ચાલો હા